હું મારા નજીકના ગામડાઓની વાત કરું તો મારા નજીકના ગામમાં ખડીયા છે સણાથા છે ઇટાળા પાતાપુર આવા ત્રણ ચાર ગામડાઓ આવેલા છે અને આ ગામડાઓમાં અલગ અલગ રીતે વાત કરું તો તેમાં સૌથી પહેલાં વાત કરું તો ખડીયાની ખડીયા મારે જવાનો મુખ્ય હેતુ તો મોસ્ટ ઓફ નાસ્તા માટેનો હોય છે કેમકે ખડીયામાં નાસ્તા માટેની ઘણીબધી અલગ અલગ વસ્તુઓ અને વેરાયટી આવેલી છે ખડીયા સિવાય બીજી વાત કરું તો એ છે પાતાપુર પાતાપુરમાં વાત કરું તો ત્યાં મારા સગાસંબંધીઓ આવેલા છે અને જ્યારે અમારા સગાસંબંધીઓને મળવાની વાત હોય તો ત્યારે પાતાપુરની મુલાકાત લેવા અવશ્ય બને છે આ સિવાય બીજી વાત કરું તો સણાથા સણાથામાં વાત કરું તો એમાં એક નદી આવેલી છે અને આ નદીના કિનારે સુંદર મંદિર આવેલું છે અને આ રમણીય નજારો જોવા માટે સણાથા ગામમાં જવું એ જરૂરી બને છે આ સિવાય બીજા ગામડાઓની વાત કરું તો એ છે આણંદપુર આણંદપુર તે તેના ડેમના લીધે ઓળખાય છે આણંદપુરમાં એક સુંદર નદી આવેલી છે અને આ નદી કિનારે વસેલું સુંદર ગામ એટલે આણંદપુર આણંદપુરમાં બીજી ઘણીબધી ખેતીલાયક જમીન જોવા મળે છે અને આ જમીનનો ઉપયોગ ત્યાંના ખેડૂતો ઉપયોગ કરે છે અને ત્યાં ખેતીલાયક ઘણીબધી જમીનો આવેલી છે સૌરાષ્ટ્ર પંથકની વાત કરું તો ત્યાં લોકો મોટે ભાગે ખેતીલાયક જમીનમાં ખેતી કરતા જોવા મળે છે આ સિવાય બીજા ગામડાની વાત કરું તો એ છે વિરપુર વિરપુર એ ખૂબ સમૃદ્ધ અને સુખી ગામ છે આ ગામમાં રેલવે ટેશન બસ ટેશન જેવી અલગ અલગ સુવિધાઓ આવેલી હોય છે અને આ સુવિધા ત્યાંના સ્થાનિક લોકો તેની સુખાકારી માટે કરે છે અને આ સુવિધા થ્રૂ તે લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરતાં જોવા મળે છે વિરપુર ગામ સિવાય ત્યાં આજુબાજુ જુદા જુદા ઘણાય સારા સારા ગામડાઓ આવેલા છે અને આ ગામડામાં લોકો પોતાનું સર્વસ્વ એટલે કે વાડી વિસ્તાર તથા ગામડાઓમાં રહેતા જોવા મળે છે વાડીએ રહેતા લોકોની સંખ્યામાં સૌરાષ્ટ્રમાં ખાસો એવો વધારો જોવા મળે છે કેમકે જે લોકો ખેતી સાથે સંકળાએલા હોય છે તે લોકો મોટે ભાગે વાડીએ રહેતા જોવા મળે છે અને જ્યારે તે લોકો સમયાંતરે સમયાંતરે ગામડાઓની મુલાકાત લે છે ત્યારે તે લોકોનો નજારો જોવાલાયક હોય છે ગામડાઓની મુલાકાત લેવાનો મુખ્ય હેતુ તો એ લોકોનો હોય છે કે જે લોકો નોકરી અને ધંધાના અર્થે બહાર સિટીમાં ફરવા અથવા કાયમી સ્થાયી થયા હોય છે અને જ્યારે એ લોકોને ગામડું યાદ આવે છે ત્યારે એ લોકો દિવાળી અને નવરાત્રી જેવા પ્રંસગોમાં ફરી વતન ફરે છે તો વતન ફરવું એ લોકોનો મુખ્ય હેતુ હોય છે અને જ્યારે તે લોકો સિટીમાં રહેતા હોય છે અને ગામડે પરત ફરે છે ત્યારે તે લોકોની આંખ જોવા જેવી હોય છે ગામડામાં આવવાનો એ લોકોનો મુખ્ય ઉદ્દેશ ક્યો તો અહીંયાં ગામડાનું લોકલ જીવન છે કેમકે ગામડા અને સિટીમાં રહેણીકહેણી અને ખાવાપીવા મોજશોખ આ બધી તમામ વસ્તુઓમાં તફાવત જોવા મળે છે કેમકે સિટીમાં જે રીતે વસ્તુઓ કામ કરતી હોય અને ગામળામાં કામ કરતી હોય તેમાં હ્યુજ ડિફરન્સ જોવા મળે છે અને આ તફાવતના લીધે ગામડા અને સિટીના લોકોમાં તફાવત જોવા મળે છે ગામડાના લોકો સિટીમાં અને સિટીના લોકો ગામડામાં જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે તે લોકોની રહેણીકહેણી અને ખાવાપીવાની બધીજ ટેવોમાં ખાસો એવો તફાવત જોવા મળે છે જ્યારે સિટીના લોકો ગામડામાં આવે ત્યારે તે લોકો શાકભાજી ફળફળાદી આવી અલગ વસ્તુઓ પોતાની સાથે લઈ જાય છે અને જ્યારે તે લોકો વતન ફરતા હોય છે ત્યારે તો એ લોકો હંમેશાં ત પોતાના સગાસંબંધીઓને યાદ કરતા જોવા મળે છે અને આથી આ લોકોને ગામડામાં આવવાનો હેતુ સિદ્ધ થાય છે જ્યારે તે લોકોને વતન સાંભળે ત્યારે તે લોકો હંમેશાં ગામડા તરફ જુએ છે હવે મારી વાત કરું તો હું જ્યારે કોઈ ગામડાની મુલાકાત લઉં છું ત્યારે કોઈકને કોઈક કારણ જોવા મળે છે મારા જ ગામની વાત કરું તો મારા ગામમાં જવાનો મુખ્ય ઉદેશ્ય હોય છે કોઈ પણ પ્રસંગ જેમકે અલગ અલગ પ્રંસગો જેવા કે નવરાત્રી થઈ ગઈ દિવાળી થઈ ગઈ નવરાત્રીમાં લોકો ભેગા થાય છે અને ગરબે રમે છે જ્યારે અલગ અલગ ગામડાના લોકો ભેગા થઈ એક ગામડે ભેગા થાય છે અને નવરાત્રી રમતા જોવા મળે છે આ નવરાત્રી અને અલગ અલગ પ્રસંગોના કારણે લોકો ગામડામાં ભેગા થાય છે પોતાના કામ અને નોકરીના ઈરાદેથી જ્યારે તે લોકો અલગ અલગ વિખૂટા થએલા હોય છે ત્યારે તે લોકો આ પ્રસંગો અને તહેવારોના લીધે ભેગા થાય છે નવરાત્રી સિવાય મોટા તહેવારોની વાત કરું તો તે છે દિવાળી બેસતું વરસ આવા અલગ અલગ પ્રસંગોના કારણે લોકો ભેગા થાય છે અને આ પ્રસંગોના કારણે લોકોના જીવનમાં શાંતિ અને સુખાકારીનો વધારો થાય છે કેમકે આખું વરસ તે લોકો પોતાના નોકરી ધંધા અર્થે અલગ અલગ હોય અને જ્યારે તેઓ ભેગા થાય ત્યારે તે પ્રસંગ જોવા જેવો હોય આથી એ સગાસંબંધીઓને મળવું એતો એ લોકોનો મુખ્ય હેતુ હોય છે કેમકે પોતાની જે બધી જે ઇન્ફોર્મેશન એકાબીજાની માહિતીની આપલે કરતા જોવા મળે છે આથી એ લોકોને જાણવા મળે કે કયા કયા લોકો કયા કયા ક્ષેત્રમાં આગળ છે અને આથી એ લોકોની માહિતીની આપલે થાય છે હવે મારી વાત કરું તો હું કોઈ પણ ગામડાની મુલાકાત લઉં તો તેના ધાર્મિક સ્થાનોની તો અવશ્ય મુલાકાત લઉં છું મારા જ ગામની વાત કરું તો ત્યાં ઘણા બધા ધાર્મિક સ્થાનો આવેલા છે જેમકે મહાદેવ ટેમ્પલ છે રામમંદિર છે હનુમાન મંદિર છે તો જ્યારે પણ જાઉં તો ત્યારે આ મંદિરની મુલાકાત લેવાનું અવશ્ય બને છે હવે અમારા ગામના રામ મંદિર ની વાત કરું તો દર રામ નવમીએ અહીંયાં ચોરા ઉપર કથા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામડાના સૌ વડીલો યુવાનો બાળકો સ્ત્રીઓ આ બધા ભેગા થાય છે અને ભજન કિર્તનનો ખૂબ આનંદ લે છે આ સિવાય અમારા ગામના મહાદેવ ટેમ્પલની વાત કરું તો એ સુંદર મંદિર અમારા ગામની નદી કિનારે આવેલું છે અને આ નદી કિનારે આવેલા મંદિરની તો વાત જ જવા દો આ નજારો એટલો રમણીય હોય છે કેમકે એક સાઈડ નદી અને બીજી સાઈડ મંદિર અને આ બંનેનું જે વાત કરું તો એ તો વાત અલગ જ છે ત્યાંનાં લોકો બારથી જે લોકો આવે છે તે હંમેશાં કંઈકને કંઈક ફોટો ક્લિક કરીને જાય છે અને આ ફોટો તે બીજા લોકોને શેર કરે છે આથી અમારા ગામમાં ટુ ટુરિસ્ટની આવાની સંભાવના ખૂબ જ વધી જાય છે જ્યારથી બહારથી અમારા ગામમાં લોકો આવે છે ત્યારે ખૂબ આનંદ કરે છે અને તે લોકોનો જે આનંદ માણવાનો જે ઈરાદો હોય છે તે હંમેશાં સિદ્ધ થાય છે આવને આવા કંઈકને કંઈક ઈરાદે એ લોકો અમારા ગામમાં જોવા મળે છે મારી વાત કરું તો મારો હંમેશાં ઈરાદો કંઈકને કંઈક ટાઈમ પસાર કરવાનો અથવા આનંદ માણવાનો હોય છે અને જ્યારે જ્યારે હું કોઈ પણ ગામની મુલાકાત લઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે હવે અલગ અલગ મારા આજુબાજુના ગામળાઓની વાત કરું તો પાતાપુર સણાથા ઈટાળા પાદરિયા પ્લાસવા બીજાપુર આ બધા મારા આજુબાજુના ગામડાઓ છે અને આ બધા ગામડા મારે ગામની નદી કિનારે આવેલા છે તો નદી કિનારે જ્યારે તમે ચાલ્યા જાઓ ત્યારે આ ગામડાઓની મુલાકાત અવશ્ય લઈ શકો છો અને જ્યારે જ્યારે આ ગામડાઓની મુલાકાત લો તો મને આ સૌરાષ્ટ્ર સાંભરે કેમકે આ ગામડાની મુલાકાતથી જે આનંદ મળે એ આણંદ બીજે ક્યાંય ના મળે કેમકે તમે સિટીમાં કોઈ પણ સારી રહે રહેણીકહેણીમાં રહી લ્યો પણ ગામડાનું જીવન એ તો ગામડાનું જ ગામડા જેવું કશું ના થાય અને મારી ગામની તો વાત જ જવા દો જ્યારે જ્યારે અમે ગામડામાં કોઈ પણ પ્રસંગના લીધે ભેગા થઈ તો હંમેશાં આનંદ ઉલ્લાસનો માહોલ હોય અને સગા સબંધીઓ આવે અને ભાઈ દોસ્તાર સાથે હોય તો તો વાત જ જવા દો એ ઉલ્લાસ ને આનંદનો મહેફિલ હોય એ તો વાત જ અલગ છે હવે આ સિવાય બીજા તહેવારોની વાત કરું તો હોળી અમારા ગામમાં હોળી બહુ ધામધૂમથી ઉજવાય અને જ્યારે હોળી માટે અમારા ગામમાં લોકો ભેગા થાય પછી તો વાત જ જવા દો એ હવામાં કલર ઉડતા હોય એ તો વાત જ અલગ છે હોળી પહેલાં વાત કરું તો એ છે ઉત્તરાયણ ઉત્તરાયણ પણ અમારા ગામમાં ધામ ઉલ્લાસથી ઉજવવામાં આવે અને ઉત્તરાયણ પર જ્યારે લોકો ભેગા થાય અને આનંદ માણતા હોય એ તો વાત અલગ જ છે તો તમે પણ કોઈ પણ ગામડાની મુલાકાત લો ત્યારે અવશ્ય જોજો કે આ ગામમાં તહેવારો કેટલી ધામધૂમ અને ઉલ્લાસથી ઓળખ ઉજવવામાં આવે છે અમારા ગામની તો વાત જ અલગ છે